મને જમવાની અંદર પાંચ આઈટમ જોએ છે પનીર ભૂરજી પનીર પાલક મલાઈ કોફતા પછી પુલાવ અને ત્રીજા નંબરની અંદર છે દાલ ફ્રાય